કબજીયાત મટાડવાં માટે ગામડામાં પહેલા જે વપરાતા હતા અને હાલમાં પણ જે ઉપયોગી છે એવા ઘણાં બધા ઘરગથ્થુ ઇલાજો છે જેવા કે ભાવનગરનું કાયમચૂર્ણ એને લેવાથી કબજીયાત મટી શકે છે રાત્રે ભરપૂર માત્રામાં પાણી પીવું પાણી પીને સવારમાં પણ ખૂબ પાણી પીને થોડું ચાલવું એનાથી પણ કબજીયાત મટી શકે છે એ સિવાય બપોરે તમે જમી લો જમ્યા પછી તરત તમે ઊંધા પગ કરીને જો બેસો તો એ પેટનાં ભાગ દબાય એનાં કારણે તમારી કબજીયાતમાં સરળતા રહે છે એ સિવાય ઘણી બધી આયુર્વેદિકમાં હરડે છે કાયમચૂર્ણ છે આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે કબજીયાત મટાડી શકીએ છીએ અને કબજીયાતમાંથી આપણે રાહત મેલવી શકીએ છીએ એ સિવાયનાં ઘણાં બધા એવા આસનો પણ છે કે જેના દ્વારા આપણે એ કરવાથી આપણને અ કબજીયાત મટી શકે છે એ સિવાય આપણા ખાન પાન આહારમાં પણ થોડી પરેજી રાખવાથી કબજીયાતનો પ્રૉબ્લેમ થતો આપણે અટકાવી શકીએ છીએ